હું ખુશ્બુ પટેલ બોલું છું તમે બીએસએનએલમાંથી બોલો છો અમારા ઘરના લેન્ડ લાઈનમાં વાયરિંગમાં નુકસાન થયું લાગે છે કેટલા સમયથી હું ફોન કરું છું કે કોઈના ફોનો આવે છે તો ફોનમાં સરખું સંભળાતું નથી અને અવાજ કપાય છે મને સરખું સંભળાતું પણ નથી મને એવું લાગે છે કે અમારે ફોનના વાયરિંગમાં ઊંદરોએ નુકસાન કર્યું લાગે છે તો તમે તમારા કોઈ માણસને મોકલી આપો તો વાયરને ચેક કરી આપે કે ઉંદરથી નુકસાન થયું છે કે બીજો કંઈ નુકસાન થયું છે વાયર ચેક કરી આપવા વિનંતી છે જેમ બને એમ વહેલાસર મોકલી આપજો હું તમને અમારું સરનામું મેસેજ કરી આપું છું